હા આપ કોકોનટના ઓઈલની ફેક્ટરીમાંથી વાત કરી રહ્યા છો હા તો મારે મારી જે શોપ છે એના માટે થોડી કોકોનટ ઓઈલની શીશીઓનો ઓર્ડર આપવાનો છે હાલમાં તો તમે કયા પ્રકારનું ઓઈલ બનાવો છો એના માટે થોડા પ્રમાણમાં મતલબ સો બસો શીશીનો ઓર્ડર આપવાનો છે જો અમને અનુકૂળ આવશે તો પછી વધારે પ્રમાણમાં અમે તમને ઓર્ડર આપીશું અચ્છા તો કેટલા દિવસ સુધી આપણે એણે સાચવીને રાખી શકીએ કંઈક બગડી જાય એવું કંઈ હોય છે એમાં અચ્છા અને હું ઓર્ડર કરું એના કેટલા સમય સુધીમાં તમે પહોંચાડી શકો એમ છો અચ્છા ઓકે તો ફીડબેક તમરા ઓઈલ માટે ઘણા લોકો વાપરતા હશે એટલે હું ફીડબેક તો જોયું છે બટ છતાંય મારા જિલ્લામાં સ્ટાર્ટ કરવા માંગું છું તો હું તમને ઓર્ડર આપવા માંગુ છું અચ્છા ઓકે ઓકે શીશીની જરૂર છે અત્યારે હાલમાં બસો શીશીની જરૂર છે અત્યારે હા હા અત્યારે હાલમાં બસો એક બોટલની જરૂર છે આપડે ઓર્ડર અત્યારે તમે કન્ફર્મ રાખો પછી આપણે મળીને વાત કરીશું રૂબરૂ મળીને ઓકે ઓકે થેન્કયુ સો મચ